મારી મન ગનતી મનગમતી ગેમ તો એક જ છે ક્રિકેટ તે મને ખૂબ જ પસંદ છે ક્રિકેટ સવારે પાંચ વાગે ઉઠીને હું ક્રિકેટ રમવા જાઉ મારા ભાઈબંધો સાથે બે ટીમ સાથે અમે ક્રિકેટ રમીએ છે ક્રિકેટમાં બહુ મજા અલગ આવે છે લાસ્ટ ટાઈમ હું જ્યારે બેટિંગ કરતો હતો ત્યારે મારો બાવીસ બોલ છપ્પન રનનો રેકોર્ડ છે જે મને ખૂબ યાદ છે આજ બી ક્રિકેટ રમવાની એક અલગ જ મજા છે સવારે પાંચ વાગે ઉઠો દોસ્તારોને ફોન લગાવો કે ભાઈ આવી જાઓ મેદાનમાં જે મેદાનમાં અમે જઈએ મેદાન બેદાન સાફ કરીએ પછી ક્રિકેટોની સ્ટમ્પો લગાઈએ પીચ સાફ કરીએ પછી ગેમ ટીમો પાડીએ ટીમ પરથી ટોસ ઉછાડીએ ટોસ ઉછાડીને જે એ જે બી જીતે તે બેટિંગ લે હું જીતતો હતો ત્યારે હું બોલિંગ લેતો હતો કેમ કે મને બોલિંગ બહુ ગમે છે બોલિંગમાં હું ઓફ સ્પિનર વાઈડ બોલ નો બોલ બાઉન્સર્સ આવા બધા બોલો આવે છે તો હું ફાસ્ટેસ્ટ બોલર છું સ્ટેટ બોલર મને સ્વિંગ પણ બી આવડે છે પછી એ કારણથી મને બહુ મજા આવે છે બોલિંગ કરવાની ને સામે હું બેટિંગ કરું છું ત્યારે બેટિંગ જ થાય છે બેટિંગ અનબિલિવલ હું કરતો હતો એટલે મને ક્રિકેટ બઉ ગમે છે ક્રિકેટ આપણી એક યાદ છે હું આજે પણ રમવા જઉ છું ક્રિકેટ દર સન્ડે હું ક્રિકેટ રમવા જાઉ છું અને મારા આજુ બાજુ પણ લોકો ક્રિકેટ રાત્રે લેટ નાઈટ સુધી રમતા હોય છે જે કારણથી ક્રિકેટ સૌ સારી ગેમ માનવામાં આવે છે મને યાદ છે બધું